ફોટોગ્રાફીની આપણે વાત કરીએ તો ઘણા વર્ષોથી ફોટોગ્રાફી છે એ પ્રચલિત છે દરેક વ્યક્તિને પોતાની જે મેમરીઝ છે એ કેપ્ચર કરવી હોય છે કારણ કે સાયકોલોજી એવું કે છે કહે કે માણસને પોતાની જે ભૂતકાળ હોયને એણે જાણવામાં બહુ રસ હોય ન એમાંથી આ ઘણી વાર આનંદ આવતો હોય છે તો એટલા માટે ફોટોગ્રાફી છે એ પ્રચલિત વ્યવસાય થતો જાય છે વર્ષો પહેલાની વાત કરીએ કે ક્યારે પહેલા કેમેરામાં પહેલા રોલ્સ આવતા કોડેકનો કેમેરો આવે અને એમા તમારે રોલ નાખવો પડે એટલે ત્રીસ ફોટા પડે બરાબર એકત્રીસમો ફોટો પડવો હોય તો પડે નહીં કારણ કે રોલ તમારે ચેન્જ કરવો પડે અને પાછી એ રોલને તમારે કોઈ જે એની લેબ હોય એમાં ધોવડાવવાનો પછી જ એ ફોટા તમને મળે તો આવી પ્રકિયાઓ હતી હવે ધીમે ધીમે ટેક્નોલોજીનું જેમ અપગ્રેડેશન થયું એમ એમ અલગ અલગ ટાઈપના નવા નવા કેમેરાઝ આવ્યા મોબાઈલ્સ ફોન્સ છે એ એમાં પણ એક કહેવાયને ક્રાંતિ થઈ શરૂઆતમાં આપણે ખબર છે કીપેડ ફોન આવતા તો કીપેડ ફોનમાં તો ખાલી કોલ આવે અને કોલ જાય બહુ તો બહુ મેસેજિંગ થાય બહુ તો આપણે ગેમ રમી શકતા પછી ફોન સ્માર્ટ થયા ફોન સ્માર્ટ થયા એને કારણે આ જે કેમેરા ફીચર્સ છે ફોટોગ્રાફી ફીચર્સ છે વિડીયો શૂટિંગ ફીચર્સ છે આવા નીત નવા ફીચર્સ છે એ મોબાઈલ કેમેરામાં આવી ગયા તો હવે કેવું થયું મોબાઈલ કેમેરામાં આ જે ફીચર્સ આવી ગયા એણે કારણે જે આપણો જે ટ્રેડિશનલ કેમેરો છે જે આપણે કોડેકનો કેમેરા બહુ ફેમસ હતો આ બધા જે કેમેરા છે એ લુપ્ત થઈ ગયા કારણ કે નવા જે મોબાઈલ કેમેરા આવ્યા એમા મેમરીની લિમિટનો રહી એવું નો થાય કે ત્રીસ પડે પછી એકત્રીસમો ફોટો તમે ના પાડી શકો તો એને કારણે મોબાઈલ કેમેરા આવ્યો ફોટોગ્રાફી ઈઝી બનતી ગઈ પ્રોફિશનલી આપણે વાત કરી કે પહેલાના સમયમાં લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં જે વિડીયો શૂટિંગ થતું તો એ વિડીયો શૂટિંગ થાય પછી એની એક સીડી બને સોરી આપણે સીડી એ ન બનતી પહેલા તો વીસીઆર હતું તો વીસીઆર મોટું ડબ્બા જેવું હોય અને એમાં વીસીઆરની મોટી કેસેટ બનતી અને એક જોવા માટે ટીવી ભાડે લેવાનું વીસીઆર પ્લેયરેય ભાડે લેવાનું ન આ પ્રકારે વ્યવસ્થા હતી પછી ધીમે ધીમે લગભગ આજથી પંદર વીસ વરસ પહેલા વીસીઆર સીસ્ટમ નીકળી ગઈ અને એની બદલે ડીવીડી અને પહેલા ડીવીડી સીસ્ટમ આવી કે ભાઈ ડીવીડી બની જતી કોઈના લગ્નનું શૂટિંગ કરી કોઈપણ કેમેરામાં શૂટિંગ થાયને પછી એનું ડીવીડી ફોર્મેટમાં એનું સ્ટોરેજ થતું હવે પછી ડીએસએલઆર કેમેરા આવ્યા ટૂંકમાં ટેકનોગ્લો ફોટોગ્રાફી ક્ષેત્રે પણ ગણી બધી શોધ થઈ સ્ટોરેજ ક્ષેત્રે પણ શોધ થઈ હવે આપણે જાણીએ છે હવે તો કોઈ ડીવીડી નથી બનાવતું તો હવે ડીવીડી નથી બનાવતું તો તે કે સરસ મજાનું શૂટિંગ કરે એડિટ કરે એકદમ સરસ મજાની મેમરી ક્રિએટ કરી લે અને ત્યાર બાદ અલગ અલગ જે પેન ડ્રાઈવ હોય બરાબર તો પેન ડ્રાઈવમાં આ બધું જ બધી જે મેમરીઝ છે એ સરસ રીતે સેવ કરીને આપણને મળે છે આપણે એકદમ હેન્ડી વેમાં આપણે એના માટે સ્ટોરેજ કરવા માટે કંઈક ખાસ કરવું પડતું નથી અને હવે તો એવું પણ થતું હોય છે ઘણા લોકો તો એવું પણ કરે છે કે પેન ડ્રાઈવ પણ નહીં એ લોકો અલગ અલગ જે કહેવાયને કે ઓન ડ્રાઈવ છે કે પેલું ગોગલનું જે સ્ટોરેજ સ્પેસ છે એમાં જ ડાઇરેક્ટ છે પોતાની જે મેમરીઝ છે એ સેવ કરી નાખે એટલે એને જ્યારે પણ રિટ્રાઈવ કરવું હોય ત્યારે કોઈ પણ જાતના હર્ડલ વિના ઊડી જવાની કે ફેલ થઈ જવાની કે ખરાબ થઈ જવાની કે કોઈ બીક ન રહે તો આમ કાળ ક્રમે જોઈએ છેલ્લા વીસ વર્ષમાં ફોટોગ્રાફી ક્ષેત્રે પણ ઘણા બધા બદલાવ આવ્યા ટેક્નોલોજીનો વિકાસ થાય તો સ્વાભાવિક છે કે સુવિધા મળે સુવિધા મળે એટલે કમ્ફર્ટમાં વધારો થાય તો એવું કહી શકીએ કે ભાઈ મોબાઈલ કેમેરા જૂના કેમેરાને કારણે હવે ફોટોગ્રાફી ઘણી બધી સરળ થય ગઈ છે જૂના કેમેરાના સરખામણીમાં